ગુજરાતમાં ઘણી બધી પ્રકારની શાળાઓ આવી છે જેમ કે સરકારી શાળા ખાનગી શાળા પછી આંતરરાષ્ટ્રીય શાળા મોન્ટેસરી શાળા પછી ઘણા સીબીએસસી બોર્ડમાં કરતા હોય છે આપણા ગુજરાતની વાત કરું તો ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગાંધીનગર દ્વારા પણ શિક્ષણ અપાઈ રહ્યું છે સાથે સાથે તેનામાં ખાનગી શાળા આવે અને સરકારી શાળાઓ કે જે જેમાં બાળકોને શિક્ષણ આપવામાં આવે છે સીબીએસસી બોર્ડ જે છે સેન્ટ્રલ બોર્ડ કહેવાય છે તો તેનામાં પણ શિક્ષણ આપવામાં આવે છે તો તેનામાં પણ શિક્ષણ પદ્ધતિની જો વાત કરું તો તે એ એ બધી શાળાઓમાં શિક્ષણ ઓનલાઈન પદ્ધતિથી સાથે સાથે હવે દરેક વર્ગમાં પ્રોજેક્ટ પ્રોજેક્ટર લાગી ગયા છે તો તે ટીવીમાં કે પ્રોજેક્ટરમાં પોતાના વિષય વસ્તુને અનુરૂપ પોતાની વિષય વસ્તુને અનુરૂપ જે વિડીયો હોય છે તે બતાવતા હોય છે એટલે બાળકો ફક્ત બોલવાથી એટલે શ્રવણ શક્તિથી નહીં પણ બોલવાથી નહીં પણ સાંભળીને અને જોઈને અને તેનાથી તે વિસ વિષય વસ્તુને ખૂબ સારી રીતે સમજી શકે છે અને લાંબા સમય સુધી તેને યાદ રહે છે ઘણી જ ઘણી શાળાઓ એવી હોય છે કે સરકાર તરફથી એને અનુદાન મળે છે જેવી ખાનગી શાળાઓ પણ છે કે જેને સરકાર તરફથી અનુદાન મળે છે તે શાળાઓમાં પણ હવે ઘણો બધો સુધારો છે દરેક દરેક વર્ગખંડ છે એ ખૂબ જ ડિજિટલ થઈ ગયા છે જેની અંદર આજના આધુનિક યુગમાં બાળકો અને દરેક વસ્તુથી વાકેફ કરવામાં આવે છે સાથે સાથે નાની શાળાઓ છે કે જે સરકાર પોતે શાળાઓ ચલાવે છે તેઓ પણ શાળાઓ છે ત્યાં શિક્ષણનું જો હું જે શિક્ષણ અપાઈ રહ્યું છે તેની જો વાત કરું તો તેમાં ઘણા બધા બાળકો એવા છે કે જે ભણવા નથી જતા અને ખાલી ફક્ત એ શાળાઓમાં બાળકો એવા ગરીબ વર્ગ વર્ગના હોય છે કે તે ફક્ત મધ્યાહન ભોજન જ્યાં ત્યાં સરકારી સ્કૂલોમાં થતું હોય શાળાઓમાં થતું હોય છે તે મધ્યાહન ભોજન માટે જ ખાલી ફક્ત ત્યાં જતાં હોય છે અને પાછો એ જમીને પોતાના કામ માટે જતા રહે છે એવી પણ શાળાઓ છે જે એકદમ નાની શાળાઓ છે હવે મોન્ટેસરી પદ્ધતિથી પણ ઘણી બધી શાળાઓ ચાલે છે મોન્ટેસરી પદ્ધતિ ગિજુભાઈ બધેકાની છે જે પોતે એમણે નાના બાળકોમાં જે ત્રણ વરસથી પાંચ વરસનું વરસ એવું હોય છે કે તેમાં બાળકો ઘણી બધી કલ્પના શક્તિઓમાં રચતા હોય છે તો તેમને બોલવાથી જો હું એમ કહું કે ખાલી ફક્ત કોઈ શબ્દ બોલું છું તો બાળકો તે વસ્તુને કઈ રીતે વિચારે છે એના મગજમાં કઈ રીતે તેનું અનુકરણ કરે છે તો તેની માટે મોન્ટેસરી પદ્ધતિમાં ફ બધું જ વસ્તુઓ પ્રત્યક્ષ રીતે બતાવીને સમજાવવામાં આવે છે રમત રમતમાં વસ્તુ શિખવાડે છે બાળકને ખ્યાલ નથી આવતો કે હું આ બધી વિષય વસ્તુ શીખી રહ્યો છું પરંતુ એ રમત રમત એને તો એવું છે કે હું રમત રમી રહ્યો છું પણ એ રમતમાં ઘણી બધી વસ્તુઓ છે કે જે વિષય વસ્તુઓ શિક્ષકે બાળકને આપવાની છે તો તો તે તેમાં પણ એ બહુ સરળતાથી શીખી જાય છે કદાચ એ સાથે શિક્ષક એમ કહે કે ના હમણાં તારે બેસીને લખવાનું છે તો એ નહીં લખે પરંતુ રમત રમત ઘણી બધી વસ્તુઓ શીખી જાય છે ને અને એ લાંબાગાળા સુધી એને યાદ રહે છે એટલે એની મનગમતી વસ્તુઓ થાય છે એની અંદરથી ઘણી બધી રમતા રમતા પણ અને એવી બધી ઘણા કાર્ય કરાવતા કરાવતા એવી અને બાળકની અંદર જે છુપાયેલી શક્તિઓ છે બધી જ બહાર આવે છે ચિત્ર દોરવાથી બાળકો ઘણા બધા આગળ વધે છે એની કલ્પના શક્તિનો પણ એમાં વિકાસ થાય છે એકાગ્રતા વધે છે એટલે આ બધી વસ્તુઓ મોન્ટેસરી પદ્ધતિમાં ખૂબ ખૂબ મહત્ત્વની છે બાળકને સ્થિર કઈ રીતે રાખવું વિચારતા કેવી રીતે કરવા મૌલિક વિચારો કેવી રીતે ધરાવવાના એ રીતે કરાવતા હોય છે સાથે સાથે ખાનગી શાળાની વાત કરું તો ખાનગી શાળામાં હવે એટલી બધી હરિફાઈઓ થઈ રહી છે કે દરેક બાળકને પોતાના માતા માતા પિતા જે દરેક બાળકને કંઈક નવું બાળક શીખીને આવે એમાં એને રસ હોય છે તો ત્યાં ખાનગી શાળાઓમાં પણ બધી વસ્તુઓ જે પણ વિષય વસ્તુઓ શિક્ષક સમજાવે છે તો એને પ્રત્યક્ષ કોઈ પ્રોજેક્ટ કાર્ય દ્વારા કે પછી કોઈ વિડીયો દ્વારા તેને સમજાવામાં અવે છે તથા તે વસ્તુનુ જે પણ વિષય વસ્તુ છે સમજો વિજ્ઞાનમાં એને કોઈ પ્લા કોઈ છોડ વિષે સમજાવવું છે તો એ છોડને ઘરેથી લાવીને એના સ્કૂલ કેવી રીતે એનું આગળ એના રોપા રોપ મોટો થશે એ બધું જ એને પ્રત્યક્ષ રીતે બતાવવામાં આવે છે ગણિતમાં પણ કોઈ એને શિખવાડવું હોય તો એ પણ એને પ્રત્યક્ષ રીતે શિખવાડવામાં આવે છે કોઈ વસ્તુ રોટલીના ચાર ભાગ કરીએ બધાને રોટલી લાવા કહેશે ને એના ચાર ભાગ કરે તો એક ચતુર્થાન્શ કેવી રીતે થયું એક તૃતિયાંશ કેવી રીતે થયું એ વિષય વસ્તુને પણ એ ખૂબ સારી રીતે અને સરળતાથી બાળક સમજી શકે એ વસ્તુ પર હવે ભાર આપવામાં આવ્યો છે સાથે સાથે જ્યાં મોટી શાળાઓ છે જે આંતરરાષ્ટ્રિય લેવલની ત્યાં વસ્તુઓ છે જે લોકો શિક્ષણ પદ્ધતિને અ અનુસરે છે જ્યારે બાળક માતાપિતા એવું વિચારે કે મારે મારા બાળકને કંઈ સ આગળ જતા ક્યાં મોકલવું છે તો એ રીતે અલગ અલગ પ્રકારની પદ્ધતિઓમાં પદ્ધતિ ધરાવતી શાળાઓમાં મોકલે છે તો આંતરરાષ્ટ્રિય શાળાઓમાં પણ એવું જ હોય છે આંતરરાષ્ટ્રિય શિક્ષણ ધરાવતી શાળાઓમાં કે ત્યાં અંગ્રેજીને મહત્ત્વ વધારે આપવામાં આવે છે એ માતૃભાષા કરતાં પણ અને ત્યાં અલગ અલગ એક્ટિવિટી જેવી રીતે સ્કેટિંગ છે હોર્સ રાઇડિંગ છે ઘણી બધી એવી એક્ટિવિટી છે કે ત તરવાની છે જે સ્વિમિંગ પુલમાં તરવાનું હોય તો તે છે તેવી બધી ઘણી વસ્તુઓ ત્યાં એકથી એક પ્રવૃતિઓ થઈ રહી છે કે જેનાથી બાળક ભણવાનું તો સાથે બધી પ્રવૃતિઓમાં પણ એ રસ ધરાવતો હોય છે અને ક્રિકેટ જેવી વસ્તુઓ પણ ત્યાં રમાતી હોય છે અટલે બાળકને ત્યાં ફૂલ ડે એટલે કે આખા દિવસની શાળામાં મૂકવામાં આવે છે જેથી બાળક રમત સાથે ભણવાની સાથે જમીને અને નાસ્તો કરીને બાળક ઘરે આવે છે એટલે આવી જુદા જુદા પ્રકારની અભ્યાસક્રમ અને શિક્ષણ પદ્ધતિ ધરાવતી ઘણી અલગ અલગ પ્રકારની શાળાઓ છે અને દરેક વિદ્યાર્થી એમાં ખૂબ જ રસપૂર્વક આગળ કેવી રીતે વધે એમાં દરેક પદ્ધતિઓની અલગ અલગ મહત્ત્વતા ધરાવે છે